હા બોલો અચ્છા ગોલ્ડ લોનમાંથી મેનેજર વાત કરો છો અ મારે ગોલ્ડ લોન લેવી હતી બે લાખ રૂપિયાની તો એમાં શું પ્રોસેસ રહેશે હું અત્યારે જોબ કરું છું અ મારે નવું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે તો એના માટે મારે રીકવાયર હતી લોનની તો મને એમનેમ લોન નથી મળતી એટલે મેં કીધું કે ગોલ્ડ લોન ઉપર ટ્રાય કરી જોઈએ અ આમાં તમને કેટલા ટકા વ્યાજ લાગે છે અને કાલે આપણે મું તમારી સાથે આવીને એપ્લાય કરું તો કેટલા દિવસમાં મળી શકે મને તમ તમારે કયું ઓકે ઓકે અને તમારી શાખા ક્યાં આવેલી છે હું અત્યારે નવા વાડજ રહું છું સારું તો મું કાલે તમને કોલ કરીને આવીને મળી જઈશ મને એડ્રેસ મોકલી દેજો ઓકે ઓકે સારું મળીને વાત કરીએ ઓકે ઓકે ઓકે ઓકે સારું કાલે બાર વાગે આવીશ બાર બાર બાર બાર વાગે ટ્વેલ ટ્વેલ શા માટે જવાનું છે